મારી પાસે એક એવી ખાનગી વસ્તુ છે ને કે જે મારી માટે બહુ મોટું સિક્રેટ છે એમાં શું છે કે મારે જે મારાં મમ્મી ને દાદી જે હતાં એ ખાવાનામાં એક એવી વસ્તુ નાખતાં ને કે એ ખાવાનાનો સ્વાદ પણ આમ વધી જતો અને એમાંથી એમ ખુશ્બુ આવતી આખું ઘર ખુશ્બુથી વધી જતું હતું તો એ છે ને મારા દાદી અને મારા મમ્મીને મેં એકવાર પૂછ્યું કે તમે લોકો આવું શું નાખો છો જેનાથી ખાવાનાનો સ્વાદ આટલો સારો આવે છે અને આખા ઘરમાં સુંગધ આવે છે તો એમણે મને એમ કીધું હતું કે અમારી જે ગામની બજાર છે ને તે બજારમાંથી એ હિંગ લાવતા હિંગના ગાંગડા કે કાંકરા જેવી હિંગ આવે આમ તો હિંગનો તૈયાર પાવડર પણ મળે છે પણ એ મારાં મમ્મીને બા નહોતાં લાવતાં મારા મમ્મી અને બા જે હતા એ ઘ પોતાનું બજાર બજાર અમારી જે ગામની બજાર હતી એ બજારમાંથી એ લોકો કાંકરા અને કાળા જેવા જે હિંગના ટુકડાં આવે ને એ હિંગના ટુકડા ને કાંકરા જેવી હિંગ હતી એ હિંગ લાવતાં અને એ હિંગને ઘરે જે પીસવાનું આવે ને આપણું વાસણ દસ્તો અને એક એવું કાંઈક કહેવાય એ દસ્તામાં એ છે ને પોતાની રીતે એ હિંગના ટુકડાં નાખી અને હિંગના ટુકડાનો પાવડર બનાવતા જે કહી શકાય તો આમ ખાનગી રીતે જ બનાવેલો હોય કેમ કે બજારમાં તો તેૈયાર પાવડર પણ મળતો અને ગાંગડા પણ મળતા પણ મારા દાદીને મમ્મી જે હતાં એ ઘરે હિંગનો પાવડર બનાવતા હતાં તો એ હિંગનો પાવડર નાખવાથી છે ને જમાવનાનો એટલી સુંગધ પણ આવે જમવાનામાંથી અને એમાંથી એટલો સ્વાદ પણ એવો આવે ને જમવાનાનો કે જમવાનું આમ મજા આવી જાય કે આપણે દિવસ પતતા આમ રાહ જોતા હોય કે ક્યારે ક્યારે આપણે જમવા બેસીએ એ હિંગથી શું થાય કે આપણે જમવાનાનો સ્વાદ પણ વધારે આવે અને જમવાનાનો જે સુંગધ છે એ પણ સુંગધ આવે સરસ અને એમાં એવું છે કે હિંગ ખાવાથી છે ને આપણે પાચનતંત્ર એ બી સારું થાય જલ્દી આપણું પાચન થાય અને એમાં શું છે કે એ હિંગ ખાઈએ ને આપણે તો એમાં આપણને કોઈ દિવસ ગેસની તકલીફ ના થાય તો એ એક એવી વસ્તુ છે મારી ખાનગી કે જે વધ શાકમાં અમારે સુંગધ વધારી શકે છે વાનગીઓમાં તો એ મારા ઘરનું જે છે મારા મમ્મી અને દાદીનું એ બહુ મોટું સિક્રેટ છે મારા મમ્મી અને દાદીનું એ જમવાની વસ્તુનું